હાલો હં બોલો શું થયું બરાબર અચ્છા ઓર્ડર કેટલા જણા છો તમે ટોટલ છ જણા

હવે એમાં એવું છે ભાઈ કે તમારે કઈ રીતે છે તમારે બધા એક એક વ્યક્તિનું અલગ અલગ રૂમ જોઈએ છે કે ફરી બધા એક જ રૂમમાં રહેવા માગો છો જેમાં છ બેડનું સેટિંગ થઈ જાય તમારે કઈ રીતે જોઈએ છે બોલો

બરાબર છે હવે જો તમે એક રૂમ લેશો બરાબર છ જાણા છો તો ત્રણ હજાર રૂપિયા તો ભાડું પડે જ અને જો અલગ અલગ લેશો તો એ તમારે અલગ અલગ બધાને છસો છસો પડશે

હં હં એટલે આમાં જો તમે એક દિવસ માટે પૂરે પૂરૂં એવું ગોઠવણી હોય તમારી કે અમે એક એક બરાબર બરાબર હા તો એક કામ કરો તમે દિલ્હી જ ફરવા આવ્યા છો ને હં તો હવે ત્રણ દિવસ માટે તો તમે ફરવાના જ છો હં તો એક કામ કરો અમારું ત્રણ દિવસનું પેકેજ લઈ લો તમે તેમાં તમને ત્રણ દિવસનું રાત્રે રહેવાનું જમવાનું બધું જ તેમાં જ આવી જશે હં એ હં એટલે તમને પણ સરળતા પડે રહેવામાં ખાવા પીવામાં કોઈ ચિંતા નહીં અને આપણે થ્રી સ્ટાર હોટલ છે એમાં સ્વિમિંગ પુલ પણ છે એટલે તમારે જો નાહવાની એ રીતે હોય તો તમને પણ મજા આવી જશે હં

બસવાળું તો એવું છે કે ફરી તમારે બહારથી જ કરાવવું પડે અમે ખાલી હોટલનો સ્ટે જ જોઈએ છે બસ હં હં એ જ હશે એટલે જો તમારે આવવાની ઈચ્છા હોય તો અમે તમને સસ્તું પણ કરી આપીશું આઠસો આઠસો લઇએ છીએ વાંધો નહીં પાંચસોમાં કરી આપીશું તમે તમારે આવજો ને વાંધો નહીં વાંધો નહીં આવો હા